હલો હું હાલે ખેતીમાં હમણાં કેમ શું થઇ ગયું છે લે બોલ આ આવો સારો વરસાદ છે ને હું થયું

કેમ કરતાં બળી ગયો દવાનો સરખો છંટકાવ નથી કર્યો અરે અરે એમાં છે તું છે તમે કંપનીની દવા લો એમાં માત્રા લખેલી આવે છે એ પ્રકાર ની દવા એટલો જ યુજ કરો તમે ખાતર નથી નાખ્યું તો કેમ સાઈજ જોતાં નથી આવતા કેટલા ભાવનું ખાતર લીધું હતું અરે અરે તો તો ખોટા પૈસા પાણીમાં ગયાં તો હવે શું કરશો આગળ પછી એનું પણ તો હવે એનો સુધારવા માટે શું કર્યું કોઈ વિજ્ઞાનિકને બતાવ્યું કે ભાઈ આવી રીતનો રોગચાળો આવ્યો છે તો શું કહ્યું છે એણે હ હ તો હવે થી ધ્યાન રાખજો જ્યારે પણ દવા છાંટવાનું કરો તે જોઈને માત્રા જોઇને તપાસીને નાંખજો અમારે તો ચાલે છે પણ આ વરસાદ બહુ એક ધાર્યો વધી ગયો તે માંડવી અડધી બળી ગઈ છે હા હવે હવે જોઈએ હી થોડાક ટાઈમ વરસાદ બંધ થાય ન પાણી નિકળશે તો ચાલુ રાખવાની છે નહિતર પછી એ ઉપાડીને કંઈક બીજો પાક વાવવો પડશે ભલે ભલે ભલે ભલે